અમદાવાદ જિલ્લાનાં અર્થતંત્ર માટેની વાત કરીએ તો ઉદ્યોગ અને વેપારની દૃષ્ટિએ મોટી મોટી કંપનીઓ અમદાવાદમાં સ્થપાઇ છે મેન્યુફેક્ચરિંગની દૃષ્ટિએ તો તેમાં આપણે જોઈએ તો ચાંગોદર વિસ્તારમાં જે જોઈએ મોરૈયા વિસ્તારમાં જોઈએ તો મોટી મોટી ફાર્માસુટિકલ કંપનીઓ આવી છે જેવી કે ઇન્ટાસ ફાર્માસુટિકલ કંપની છે કોરોના

તે ઉપરાંત કોઈ જીએસપીસીની કંપનીઓ છે જે કંપનીઓ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં સ્થપાઈ છે તો આમ જોઈએ તો અમદાવાદમાં અર્થતંત્રના ભાગ રૂપે આ કંપનીઓનો મોટો ભાગ છે અ જેમાં આપણે લોકોને અમદાવાદના વિસ્તારોના રહેણાંકોને રોજગારી મરી લે મળી રહે તેમાં પણ આ કંપનીઓનો મોટો ફાળો છે તેના જેનાં લીધે આપણે આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપી શકીએ છીએ અને જે રોજગારી આમાં કંપનીઓમાં મેળવતા હોય છે લોકો તો તેમાં પરિવર્તન પણ આપણે જોઈ શકીએ કે તેમનો પોતાનો આર્થિક ગુજરાન છે શારીરિક છે પોતાની રહેણી કરણી છે તે યોગ્ય રીતે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને અમદાવાદમાં પણ અલગ અલગ જે વાતાવરણમાં જે બી પરિવર્તન થતું હોય છે તો આપણે જોઈએ તો કહે પહેલાંની અ જે અમદાવાદનું હતું એના કરતાં અત્યારે અમદાવાદમાં જે ઘણો બધો ફેરફાર છે અ તેમ તેમ આ ઉદ્યોગ અને વેપારને જેમ જેમ વિકાસ થયો છે એમ પણ અમદાવાદમાં તમે અ મોટો વિસ્તરણ થયું છે તેમાં ઉદ્યોગો વેપાર સિવાય જે આપણે વિકાસની દૃષ્ટિએ જોઈએ તો પણ અમદાવાદ ખૂબ જ આગળ વધી રહ્યું છે